ગુજરાતમાં મોટા ભાગે જે તૃતિય કક્ષાની હોસ્પિટલો છે તેમની અંદર મોટા ભાગે આવાં જે નવીનતમ ટેકનોલોજીવાળા સાધનો જે દર્દીઓની સ્વાસ્થ્યનાં સંભાળ માટે જરૂરી છે તેઓ વપરાતાં હોય છે મોટા ભાગે પ્રથમ કક્ષાનાં જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આ બધું ઓછું હોય છે પણ જે તૃતિય કક્ષાનાં આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આધુનિક છે ઓટોમેટિક બ્લડ પ્રેશર માપવાનું મશીન હોય છે એ બધું વેન્ટિલેટર આ બધુ બધાં જ ઇન્સ્ટ્રુમેન્ટ દર્દીઓનાં સ્વાસ્થ્યની સલામતી માટે અને તેમને કોઈ દુવિધા ના થાય એ માટે રાખેલાં હોય છે અને એમના જે બેડ છે એ બધા પણ સારા હોય છે